અમારા ઘરે કોઈ બીમાર પડે તો કોદરીની ખીચડી દલિયા પછી ફણગાવેલાં મગ બાફેલાં મગ બાફેલાં ચણા વધારે પડતું કઠોળ આપવામાં આવે તે જેથી તેમને નુકસાન ના થાય અને શક્તિ મળે પછી ફ્રૂટ એવું બધું આપવામાં આવે છે